રમતગમતનું ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેમાં સફળતા પણ મળતી હોય છે અને ઘણીવાર આપણને કોઈ રમતગમતમાં નિષ્ફળતા પણ મળતી હોય છે પણ જો આપણને કોઈ વાર નિષ્ફળતા મળી જાય તો આપણે હાર માનવી ન જોઈએ પણ જે રમતગમતમાં આપણે નિષ્ફળ થયા હોય તેના પાછળ આપણે વધુ સારી એવી મહેનત કરવી જોઈએ જેથી કરીને આપણે પહેલાં કરતાં પણ વધારે આગળ જઈ શકીએ આમ રમતગમતમાં વધુને વધુ સારુ કરવામાં નિષ્ફળતા પણ મદદરૂપ થઈ શકે છે આપણને જો વારંવાર સફળતા જ મળતી રહેશે તો આપણે વધુ સારું એવું નહીં કરી શકીએ પણ જો કોઈ વાર આપણે નિષ્ફળ થઈ જઈએ તો તેના પાછળ આપણને એવું થવું જઈએ કે હું આમાં નિષ્ફળ કેમ થયો હું આમાં સારું એવું કરી શકું એવો છું તો આપણે એના પાછળ વધારે મહેનત કરીશું અને સારું એવું હાસિલ કરીશું